કલા અને હસ્તકલા એ એવા શબ્દો છે ને જે સાંભળીને આપણે રોમાંચિત થઈ જઈએ છીએ કે કલા કલાકાર માટે શું છે એ જાણવું બહુ અઘરી વસ્તુ છે ગુજ ગુજરાત જેવા રાજ્યમાં કલા અને હસ્તકલા વિભાગ બનવો એ ઘણું સારું છે ભારતમાં કલા હસ્તકલા ભારત દેશ જે સંસ્કૃતિનો દેશ છે અને તેમાં ગુજરાત રાજ્ય એ પણ કલા અને હસ્તકલામાં ઘણા આગળ પડતા નમૂના એકઠા કરેલા છે જેમાં ઘણા આગળ પડતા એ ભાગ ભજવી રહ્યો છે ગુજરાતમાં કલા વિભાગમાં ઘણા વધારો થયો છે એમાં મેમ્બરોમાં ઘણો વધારો થયો છે પરંતુ એવું છે ને કે એમાં હવે કોઈપણ વસ્તુ હોય તેમાં પડકારનો સામનો તો જ કરવો પડે કલા અને હસ્તકલા વિભાગે જે પડકારોનો સામનો કરવો પડે છે તો એમાં આવે છે એક તો ભંડોળ ભંડોળ એકઠું કઈ રીતે કરી શકાય આજે કલાની કદર કરવા માટેના લોકો ઘણા ઓછા છે અને ગુજરાત જેવા રાજ્યમાં તો એ નથીના બરાબર જ છે કલા માટે જે કલાકાર મહેનત કરે છે પોતાની વસ્તુ બનાવે છે પોતાનો ડ્રોઈંગ કે પેઇન્ટિંગ મૂર્તિઓ બનાવે છે કે જે કંઈ પણ બનાવે છે કલા કલાકાર તો એને એની મહેનતનું જે ફળ મળવું જોઈએ એનું એ મળતું નથી આજે એની કદર કરવા માટે લોકો ઘણાં ઓછા છે જે ક ભંડોળ એકઠું કરવું પડે છે એક કલા વિભાગના લોકોએ એના માટે એમને એડવર્ટાઈઝમેન્ટ આપવી પડે છે પેમ્પ્લેટ છપાવવા પડે છે ઘણું કરવું પડે છે તો એના માટે બી જે પૈસા જોઈએ એ ઘણું ઓછું છે ભંડોળ એકઠું કરવું કલા વિભાગના લોકો માટે બહુ મુશ્કેલી ભર્યો ટાસ્ક છે આ આજના જમાનામાં લોકો શું છે કે ઓરીજનલ વસ્તુમાં માનતા નથી જે આપણને આવક હમણાં જે ઇલેક્ટ્રીક વસ્તુઓ કે જે ડિજિટલ વર્ક આવી ગયું છે એના લીધે જે ઓરીજનલનો વસ્તુ છે એ લોકોને ઓરીજનલ વસ્તુ ઘણી મોંઘી પડે છે તેથી લોકોને ડિજિટલ વર્કમાં ઇન્ટરેસ્ટ વધારે છે જે કોપી કહી શકે છે આરામથી તમે જુઓ ઓરીજનલ વર્ક હોય એની કોપી કરીને એ વેચો તો એ ઘણા ઓછા પૈસામાં તમને મળી રહે છે માટે લોકો ડિજિટલ વર્ક કે કોપી વર્કમાં વધુ ઇન્ટરેસ્ટ લેવા માંડ્યા છે અને એના લીધે કલાઓની જે ઓરીજનલ વર્ક છે એની કદર થતી નથી અને એમાં ભંડોળ એકઠું થતું નથી એમાં માન્ય છ બીજું છે માન્યતા જે વિભાગમાં એવું છે કે ઓરીજનલ વસ્તુમાં કામ વધારે થાય છે મહેનત વધારે હોય છે કલાકારની અંદર મહેનત ઘણી હોય છે ડિજિટલ હોય કે કોપી વર્ક હોય તો કોપી જ કરેલું છે એમાં એ મગજ દોડાવવાની કંઈ જરૂર નથી તો એના લીધે એનું જે કિંમત છે એ ઘણી ઓછી થઈ જાય છે લોકોએ પ્રિફરેબલ કરે છે કે એને ખરીદવામાં માને છે કે ઓછા પૈના પૈસામાં તમે ઓરીજનલ વસ્તુ જેવી વસ્તુ ખરીદી શકો છો તો એના માટે એક વસ્તુ છે બીજું છે કે ટકાઉપણું ડિજિટલ વર્ક હોય કે કોપી વર્ક હોય તો તેને તમે આરામથી સાચવી શકો છો ઓરીજનલ વસ્તુ હોય તો તેને સાચવવા માટે થોડુંક આપણે વધારે મહેનત કરવી પડે છે એને થોડી એને મેન્ટેનન્સની જરૂર પડે છે તો એના લીધે એ વસ્તુ અઘરું લાગે છે કે ઓરીજનલ વર્ક સાચવવા માટે થોડું અઘરું છે તો હસ્તકલા છે કે કલા છે કે લોકોને જે ઓરીજનલ વર્ક છે તે માણસોની હવે કદર થતી નથી ધારો કે આ વખતે બાંધણી લઈ લો બાંધણીનું જે વર્ક છે પટોળું છે તો એ ઓરીજનલ વર્ક તમે લેવા જાઓ ને તો ઘણું મોંઘું પડે છે તો એની સેકન્ડ કોપી થર્ડ કોપી હવે તો આવે છે ડિજિટલ વર્કમાં કરે છે તો એ જ સેમ ઓરીજનલ જેવું દેખાય છે અને હોય છે સસ્તું તો લોકો એ જ ખરીદશે તો એના લીધે આ જે ઓરીજનલ વર્ક છે એમાં ઘણો પડકાર ઊભો થયો છે તો જે ગુજરાતમાં કલા અને હસ્તકલા વિભાગ છે તેમાં આવા આવા રીઝનોના લીધે આવા કારણોના લીધે આ બધા પડકારોનો સામનો કરવો પડ્યો છે